મારે એકચુંલી જવું છે રાજસ્થાન બાજુ અને એના માટે મારે ઘણાં બધા એવાં પ્લેસીસ હતાં જેમકે ઉદયપુર છે જોધપુર છે રાજસ્થાન ડુંગરપુર છે બાંસવાડા છે આવી બધી જગ્યાએ મારે ફરવું હતું મારા ફેમેલીની સાથે તો મને કહી શકો કે તમારો શું ટૂરિસ ચાર્જિસ હોય જનરલી અમે પાંચ જણા છીએ બે સિનિયર સિટીજન તેર વર્ષથી નાની ઉંમરનાં બાળકો હા ખરા એક જ બાળક છે અને એની ઉંમર છે કઇંક અગિયાર બાર વર્ષ મારું રહેવાનું છે હા મુંબઈ અને મુંબઈથી મારે રાજસ્થાન જવાનું છે હા હવે વાંધો નથી એક અઠવાડિયાનું અમારું એ થઈ શકે એમ છે પણ ટ્રાન્સપોર્ટમાં તમે મને કઈ રીતે મોકલી શકો છો લાઇક કઈ કઈ સુવિધા છે ટ્રાન્સપોર્ટમાં નહીં એટલે ગાડી છે ટ્રેન છે વોલ્વો છે ફ્લાઇટ છે શું છે અચ્છા અને એની અંદર ત્યાં કંઈ તમે જે ટ્રાવેલ્સમાં તમે અમને મોકલી રહ્યા છો તો તમે જે ટ્રેનની વાત કરી અહીંયાથી રાજસ્થાન જવાની તેમાં તમે મને અમને કઈ ટ્રેનમાં તમે મોકલવાના છો અચ્છા અચ્છા અને સ્લીપિંગ કોચ કે એવું કશું ખરું સારું સારું સારું સારું મને વૉટ્સઅપ કરજો ને હા હા હાજી